બાર જૂન ઓગણીસો બ્યાંશી અઢાર ઓગષ્ટ ઓગણીસો પંચ્યાશી સાત નવેમ્બર ઓગણીસો સત્યાશી બાર જુલાઈ બે હજાર બે ચાર સપ્ટેમ્બર બે હજાર સાત